હાલમાં મેં એક નેવિગેશન માટેની એક નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એના ઉપયોગ કરવાની શરૂઆતમાં કેટલા ડેટા વપરાય છે તેના માટે ડેટા સેટિંગમાં મોબાઈલ ડેટા યુસ ચેક કરવાની મેં શરૂઆત કરી છે તેના ચેક ડેટા ચેક કરતાં ખબર પડી કે આ નવી એપ્લિકેશન નો ઉપયોગ કરતાં કેટલો ડેટાનો વપરાશ થાય છે આનાથી આપણાં મેક્સિમમ ડેટા લિમિટ પર આપણે નજર રાખી શકીએ છીએ